કેમકે આજકાલ જે ખેડૂત અનાજ પકવે છે તેનું તેને માર્કેટમાં યોગ્ય ભાવ મળતો નથી અને આજકાલ હવામાનમાં પણ કોઈ આધાર રહેલો નથી ગમે ત્યારે હવામાન ચેંજ થઈ જાય જેથી પાક બગાડવામાં બહુ શક્યતા રહે જેથી આજકાલના નવા યુવાનો ખેતીના ભરોસે રહેતા નથી અને નવી નવી નોકરિયાતો શોધે છે